ગુજરાતમાં રાજ્ય સરકાર તેના રહેવાસીઓની સુખાકારી સુનિશ્ચિત કરવા માટે ઘણા વિભાગો અને સમાજ સમાજ કલ્યાણ એજન્સીની દેખરેખ રાખે છે કેટલાક મુખ્ય સરકારી વિભાગોમાં મહેસૂલ વિભાગનો સમાવેશ થાય છે જો એ જમીન મહેસૂલ જમીન સુધારણા સર્વેક્ષણ ને સમાધાન પ્રવૃત્તિઓનું સંચાલન કરે છે કૃષિ વિભાગ કૃષિ વિકાસ સિંચાઇ અને જમીન સંરક્ષણ પહેલ પર ધ્યાન કેન્દ્રિત કરે છે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ આરોગ્ય સંભાળ સેવાઓ રોગ નિયંત્રણ કાર્યક્રમો અને જાહેર આરોગ્ય જાગૃતિને પ્રોત્સાહન આપવા માટે જવાબદાર છે શિક્ષણ વિભાગ સમગ્ર રાજ્યમાં સાક્ષર દર અને શૈક્ષણિક ધોરણોને સુધારવાના લક્ષ્ય સાથે શાળાઓ કોલેજો અને ટેકનિક શિક્ષણ સંસ્થાઓની સહિતની શિક્ષણ પ્રણાલીની દેખરેખ રાખે છે ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશનનો ઉદ્દેશ શહેરી વિસ્તારોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્વચ્છતા અને રહેવાની પરિસ્થિતિનો સુધારો કરવાનો છે જેથી રહેવાસીઓ માટે જીવનની સારી ગુણવત્તા સુનિશ્ચિત કરવામાં આવે વધુમાં ગુજરાત રાજ્ય ડિઝાસ્ટર મેનેજમેન્ટે ઓથોરટી કુદરતી આફતો દરમ્યાન સમુદાયોની સુરક્ષા સુરક્ષા આપે તેની તૈયારી પ્રતિભાવ અને પુનઃ પ્રાપ્તિના પ્રયાસોમાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે